હલો હા નમસ્કાર આપણે બૂક સ્ટોર પરથી બોલો અતુલ બૂક સ્ટોર હા તો આપણે બૂક લેવાની હતી આપણે ચાર લીટીની ને એવી સો પેઈજના ચોપડા ને એવું જે આવે છેને એની પ્રાઈસ શું છે સર

ઓકે

અને કેટલા ટાઈમિંગમાં તમે મને પ્રોવાઈડ કરાવી દો જો મેં બૂક અ બૂકિંગ કરું અને એડવાન્સ કંઈ આપવું પડે કે કેવી રીતનું છે

બૂકમાં બૂક બૂકમાં જુઓને આપણે રેગ્યુલર બૂક જે આવે છે ને ચોપડા એ મારે સ્ટુડન્ટો માટે ને એમના માટે જોઈએ છે તો મને બસ્સોથી ત્રણસોની કવોન્ટીટીમાં જોઈએ ઓકે એવું છે બરાબર છે અને આમાં કઈ રિજનેબલ થાય એવું નથી